શિક્ષણ માટેની લોન જનરલી સરકારી બેંકો ખાનગી બેંકો કો ઓપરેટિવ બેંકો જેવી બેંકોમાં મળતી હોય છે પરંતુ શિક્ષણ માટેની લોન સરકારી બેંકોની સરખામણીમાં ખાનગી બેંકોમાં વધુ વ્યાજદરે મળતી હોય છે તેથી સરકારી બેંકોમાંથી લોન લેવી વધુ ફાયદારૂપ હોય છે શિક્ષણ માટેની લોન જનરલી વિદેશગમન કરીને શિક્ષણ મેળવતા સ્ટુડન્ટ્સો તથા અલગ અલગ સ્ટ્રીમ પસંદ કરીને જેમકે સાયન્સ કોમર્સ આર્ટ્સ એન્જીનીયરીંગ આવા અલગ સ્ટ્રીમ અને જે સ્ટ્રીમમાં ભણવા માટે વધુ પૈસાની જરૂર પડતી હોય તેવા સ્ટુડન્ટ્સો આ શિક્ષણ માટેની લોન લેતા હોય છે તેથી જે સ્ટુડન્ટ્સો એ આ શિક્ષણ માટેની લોન લેવી હોય તેઓ પાસે તેની પૂરતી જાણકારી હોવી આવશ્યક છે આ શિક્ષણ માટેની લોન જનરલી જે પ્રદેશોમાં જે જગ્યાએ પૈસાનું સ્તર એટલું ઊંચું ન હોય તેવા બાળકો આ શિક્ષણ માટેની લોન લેતા હોય છે અને આ જ્યાં સુધી તેઓ પાસે આ વિષયની પૂરતી જાણકારી ન હોય તો તેઓ કઈ રીતે લઈ શકે તેથી આ શિક્ષણ માટેની લોનની જાણકારી જાગૃતતા અલગ અલગ માધ્યમ દ્વારા સ્ટુડન્ટ્સો સુધી પહોંચી રહે તેની કાળજી લેવી જોઈએ જેમકે જ્યારે વર્ષ બદલાય છે ત્યારે જો શિક્ષણ માટેના લોનની જાણકારી સ્કૂલ કોલેજો ટયૂસનો દ્વારા આપવામાં આવે તથા સોશિયલ મીડિયા ટીવી ન્યૂઝ વગેરે પરથી પર જો આ શિક્ષણ માટેની લોનની માહિતી મળી રહેતી હોય તો જરૂરિયાતમંદ સ્ટુડન્ટ્સને આ શિક્ષણ માટેની લોન ઘણી આશીર્વાદરૂપ બની શકે છે પરંતુ આ લોનની જાણકારી જરૂરિયાતમંદ સ્ટુડન્ટ્સો સુધી પહોંચી શકતી નથી અને તેઓ તેમને ગમતી સ્ટ્રીમ જેમકે સાયન્સ એન્જીનીયરીંગ એમબીબીએસ ફાર્મસી વગેરે તથા વિદેશગમન કરીને શિક્ષણ લઈ શકતા નથી મારા સમયમાં આ વિશેની જાણકારી મને પ્રોપર રીતે મળી ન હોવાના કારણે આ લોનનો હું ફાયદો લઈ શકી નહીં અને મારું શિક્ષણ મેં વગર લોને પતાવ્યું